હેલો હા સાગર હોટલમાંથી વાત કરી રહ્યા છો ભાઈ હા તો હું શું કહેતી કે મેં છેને તમારે ત્યાંથી એક ઓર્ડર કરેલો હા હા એલા મેં તમારે ત્યાંથી ઓર્ડર કર્યો હતો ભાઈ હસાંભળો તો ખરા કે મેં તમારે ત્યાંથી ઓર્ડર કરેલો પણ પછી છેને એ ઓર્ડર તમારો બરોબર નહોતો તો એને પછી રદ કરી દીધો હતો મેં હા તો એના જે પૈસા છે બરોબર હા એ તમારા ડિલેવરી બયે કીધું હતું કે તમને છેને અઠવાડિયામાં મળી જશે એમ પણ હજુ લગર પૈસા નથી આવ્યા હા મારો ઓર્ડર નંબર હતો આઠ બે છ ત્રણ પાંચ નવ હા આઠ બે છ ત્રણ પાંચ નવ હા એમાં ઓર્ડરમાં મારી છેને એક પંજાબી ડિશ હતી

અને એક ઇટાલિયન પીઝા હતો બાળકો માટેનો

અને સ્વીટમાં એક રસ મલાઈ અને એક ગુલાબ જાંબુ હતા હા પણ તમે છેને શું કર્યું તુંકે એ મેં પંજાબી થાળી હતીને તો એના બદલે છેને તમે મને ગુજરાતી થાળી મોકલી આપી હતી તો એ આખો ઓર્ડર પછી મેં તમને કીધું તો કે એ મને બદલી આપો તો તમે એમ કીધું કે એક એક પીસ ન બદલે એમ એ એક ઓર્ડર ન બદલે તમારે આખોને આખો ઓર્ડર બદલવો પડે તો મેં આખો આખો ઓર્ડર બદલવાનું પછી કીધું

તોએ આખો ઓર્ડર હા પછી એ કેન્સલ કરી દીધો હતો હા તો એના પછી તમે અમને કીધું તું કે ભાઈ પૈસા પાછા તો તમને મળી જશે બે એક દિવસમાં એમ કરીને તો એતો તમારી ભૂલ છેને તો એતો તમારી ભુલ કહેવાય શનિ રવિની વાત નથી ભાઈ અઠવાડિયું થઈ ગયું શનિ રવિ તો કાલે હતો ભાઈ તો રોજ થોડીના બેંકમાંને સર્વરમાં પ્રોબ્લ્મ આવે અમે અમે અમે પહેલી વાર જિંદગીમાં પહેલી વાર ઓર્ડર નથી કર્યો ભાઈ જે તમે મને આવા જવાબ આપી રહ્યા છો હા બારસો રૂપિયાનો ઓડર હતો ભાઈ બારસો રૂપિયા કાંઈ નાના મોટા છે નહીં કે હું ભૂલી જાઉં બરોબર તમે મને આપીને ભૂલી જાઓને બારસો રૂપિયા તમે કેમ નથી ભૂલતા અરે તમે નથી કહેતા પણ તમારા કહેવાનો મતલબ તો એ જ થયોને એવું ના હોય ભાઈ બરોબર તમે બે અઠવાડિયું કીધું હતું બરોબર તો એ તમારી ભૂલ છે સાહેબ એમાં અમારે અમારું કંઈ એમાં એવું એ નથી ના તમે એક કામ કરો કે મેં બેન્ક ડિટેલ આપેલી હતી હા અને મેં કર્યું કેશમાં પેમેન્ટને તમે પાછા કહો કે તમારે બેંકમાં આવશે પૈસા એટલે એવું થોડી ના હોય અગર મેં રોકડા આપ્યા હોય તો મને તો તમારે બી રોકડા જ આપી દેવા હોય એ મારી જ ભૂલ કહેવાયને મેં માનું છું કે મારી ભૂલ કે એ વખતે મેં સ્વીકારી લીધું તમારું કે ચલો એકાઉન્ટમાં આવશે મને શું ખબર કે તમારા આવા લબાચા હશે જો મને ખબર હોતને તો હું રોકડા જ લઈ લેત એ દિવસે તો એક કામ કરોને અત્યારે તમારા માણસને મોકલો મને મારા પૈસા રોકડા મળી જાય બરોબર અકાઉન્ટમાં મારે જોતા નથી તો એ તમારો પ્રશ્ન છે બરોબર તમારા જે મેનેજર છે જે તમારા જે તે હોય એની જોડે તમે વાત કરો બરોબર હા મને મને સાંજ સુધી પૈસા આઈ જવા જોઈએ મારા અકાઉન્ટમાં કો કાં તો પછી રોકડા કહો મને આજે પૈસા આવી જવા જોઈએ ભાઈ તમા તમને કહી દઉંને તો મેં છેને તમારે ત્યાંથી છેને બસોથી ત્રણસો ઓર્ડર કર્યા હશેને લોકોને કીધું બી હશે કે તમે અહીંયાંથી જમવાનું મંગાવો સારું છે બરોબર પણ મારી જોડે છેને આજ પ્રશ્ન થઈ ગયો એની પેલા બી ખોટો ઓર્ડર આપી દીધો તો તમે ચલો કે એતો મેં તો ચલાવી લીધો તો દર વખતે ના હોયને ભોજન સારું હોય પણ મને સર્વિસ બી તો સારી આપવી જ જોઈએ કે ન આપવી જોઈએ ના ના તમે એક કામ કરો બરોબર તમે મને રોકડા રકમ મોકલી આપો ગમે એ આંથી

હા તો કેટલા દિવસમાં આપશો કાલ સુધીમાં અચ્છા કાલે નહીં આવે તો પછી હા હા તો રોકડા રોકડા આપશો કે પછી અકાઉન્ટમાં અકાઉન્ટનું ના રાખો ભાઈ તમે છેને એક તો અઠવાડિયા બે દીવસનું કહીને અઠવાડિયું લગાડ્યું અને હવે હું તમને ફોન કરું એટલે તમે એમ કહો કે શનિ રવિ આ આવી ગયો છે અઠવાડિયા સુધી શું શનિ રવિ જ હતો અન તમારા પેલા બે નંબર છે એમાં તો કોઈ માણસ ફોન જ નથી ઉપાડતો ક્યારની ફોન કરું હું કોઈ ફોન જ નથી ઉપાડતો પહેલી વાર મેં ફોન કર્યો બરોબર તો તમારે ત્યાં કોક માણસ હતો એની જોડે મેં વાત કરી કે આવું આવું થયું છે મારું રિફંડ ક્યારે મળશે મને તો એ ભાઈ કે કે મળી જશે એમ કરીને ફોન કટ કરી દીધો ત્યાર બાદ તો મારો ફોન ઉંચક્યો જ નથી તો આ તમારી સર્વિસ કહેવાય અરે ભાઈ આ નંબર હતો જ નહીં તમે કોને તો હું તમને મારો જે ઓર્ડર નંબર હતોને એમાં તમે જોઈ લો મારો ઓર્ડર નંબર કયો છે અને તમને એટલા મિસ કોલ બી આવી ગ્યા તમે તમે ફોન નથી ઉપાડતા મારા પેલા નંબરથી એટલે મારે પરાણે બીજા નંબરથી તમને ફોન કરવો પડ્યો તો તમારું જે બી રેસ્ટોરન્ટનું તમારું જે બી છે એ તમારું તમને પોતાને હા એ તમ એ તમારો પ્રશ્ન છે બરોબર મારે એમાં કંઈ મારે જાણવું નથી કે શું થયુંને શું નહીં બરોબર આવડી મોટી હોટલ લઈને બેસ્યા હોયને તમે આવા બહાના કાઢોને પાછા રિફંડ માટે તો એવું ના ચાલે હા તો વાંધો નહીં મારે કંઈ નથી જાણવું તમે છેને બે દિવસમાં મારા પૈસા છેને રોકડા મને પહોંચતા કરો બસ મારે બીજું કંઈ નથી સાંભળવું તમારું તમે મને પહોંચતા કરો નહીં તો પછી છેને મને તમારું રિવ્યૂ બગાડતા મને સારી રીતે આવડે છે બરોબર અને હું તો બાઈ માણસ છું તમને ખબર હોય કે બાઈ માણસો કેવા હોય બારસો રૂપિયાનો સવાલ નથી તમારી ઈમાનદારીનો સવાલ છે સમજ્યા

વાંધો નહીં બરોબર તમે નવરા હશો હું નવરી નથી મારી જોડે ઘણાએ કામ છે બરોબર એક તો અઠવાડિયાથી તમારા મારા રિફંડ માટે મારે આટલા લબાચા કરવાના તમારી જોડે બરોબર હા તો તમે મને છેને બે દિવસમાં મારું પેમેન્ટ મારા જોડે પહોંચતું જ થઈ જવું જોઈએ હા એ ભલે હા